કોરોનાના સમયથી ઓનલાઇન શોપિંગની ટેકનોલોજી ઘણી બધી વ વધી રહી છે અને ટેકનોલોજીથી આપણી ખરીદી અને ખરીદી કરવાની રીત ઘણી બધી રીતે બદલાવ આવતો રહ્યો છે એમાં અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘણી બધી વસ્તુઓમાં ઘણા બધા બદલાવ આવતા રહ્યા છે જેમકે ઓનલાઈન શોપિંગ ઘણી વધી રહી છે એ તેનાથી આપણે ડીમાટ કે બિગબજાર જેવા મોટા મોટા ખરીદી કરવાના જગ્યાઓને બધી વસ્તુઓ ત્યાંથી આપણાં ઘરે મંગાવી શકીએ છીયે એ ઓનલાઈન શોપિંગ દ્વારા થતું હોય છે અને ઘણી બધી નવી ઓનલાઈનની પેમેન્ટ એપ્લિકેશન પણ આવ આવી રહે છે જેમકે ગૂગલપે ફોનપે ભારતપે વગેરે વગેરે અને એ બધી ઓનલાઇન પેમેન્ટ એપ્લિકેશનના નો ઉપયોગ કરીને બધાને પૈસા ટ્રાન્સફર કરવું પણ ઘણું સેહલું થઈ ગયું છે અને આજ કાલ તો નાની નાની લારીઓ પણ ગુગલેપેના ક્યુઆર કોડ સ્કેનર રાખતી હોય છે જેનાથી લોકોને અગર જો હાર્ડકોપીના પૈસા ના હોય પૈસાની નોટો ના હોય તો પણ તેમણે પૈસાની અછત નથી મહેસુસ થતી કારણકે તેઓ તેમના મોબાઈલનો ઉપયોગ કરીને ઓનલાઇન પેમેન્ટ કરી શકે છે એટલે રિક્ષાવાળાઓ લારીઓવાળાઓ નાની નાની દુકાનો પણ ઓનલાઇન પેમેન્ટનો ઉપયોગ કરે છે અને તેનાથી બધાને ફાયદો થાય છે ઓનલાઇન શોપિંગમાં બિહેવીયર બિહેવિયોરલ એનાલિટિક્સનો ઘણો સારો ફાયદો થાય છે તેનાથી માણસનું ખરીદીનું વિશ્લેષણ કરીને જેટલાં પણ નવાં પ્રોડક્સ એને બતાડવાના હોય તેની જાણકારી માણસોને મળે છે